નવી પેઢી સાંસ્કૃતિક પ્રથાનું ચુસ્તપણે પાલન કરતી નથી કારણ કે આ મોર્ડન જમાનાની અંદર સંસ્કૃતિનું પાલન થવું અઘરું છે કારણ કે જે નવી પેઢીના વેસ્ટર્ન વિચારોને લીધે તે આપણી સંસ્કૃતિનું ચુસ્તપણે પાલન કરી શકતી નથી ધીમે ધીમે આપણને એવું લાગે છે કે આપણી સંસ્કૃતિના મૂલ્યોની પકડ ઢીલી પડી રહી હોય છે આ અંગે મારું મંતવ્ય અગર હું બતાવું તો સો ટકા સાચી વાત છે અગર આપણે આપણા સંસ્કૃતિક મૂલ્યોની પકડ ઢીલી પડવા દેવી ના હોય તો આપણા ઘરની અંદર મોટું થતું બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના વિચારો તેને ભારતની સંસ્કૃતિ બતાવો સારા વિચારો બતાવો બધા લોકો સાથે સારી રીતે વર્તવાનું શિખવાડો અગર આવું આપણે બાળકને પહેલેથી શિખવાડીશું તો આવનાર નવી પેઢી સાંસ્કૃતિક પ્રથાનું ચુસ્તપણે પાલન કરશે એવી હું આશા રાખી શકું છું